હલો કાઠિયાવાડી ઢાબા હા રાજનભાઈ બોલું હા હા હા ઓર્ડરની હા તમને હા એ જ ઓર્ડર ઓર્ડર જાણી તો લો રીંગણાનુ શાક રોટલો માખણ મરચાં તો હોય જ ને ગોળ ભૂલતા નહીં હા બધી ખબર જ છે અચ્છા મારા ફોનનો જ વેઇટ કરતા હતા શું કહે ઘરે બધા મજામાં કેવીક ચાલે છે હોટલ હં હં ગેસ્ટ આવે છે કે નહીં અચ્છા કસ્ટમર આવે બરાબર હં હં બસ ધંધો બરાબર ચાલવો જોઈએ હુંય સુરતમાં અહીંયા કેફે ચાલું કરવાનું વિચારું છું હા મારી એક પાર્ટનર છે ભક્તિ ગણાત્રા કરીને અચ્છા આ તમે આપણે ઓર્ડરનું અત્યારે હા અચ્છા લખી નાખ્યો દઈ દીધો ઓર્ડર અરે પણ કન્ફર્મેશન તો લેવાય હા હા બરાબર દર વખતે એ જ ઓર્ડર કરું એટલે પછી શું નવું એમા બરાબર છે હા તો વાંધો નહીં મારું એડ્રેસ તો હા હા તમારી પાસે એડ્રેસ છે ઓકે ઠીક છે હા બસ જલ્દી મોકલાવી દો બહુ ભૂખ લાગી છે ચાલો જય શ્રી કૃષ્ણ